હલો જી મેમ મારું એજ્યુકેશન થોડું હાઈ છે મેમ હું એન્જિયરિંગ કરેલું છે મારું નામ છે સોલંકી અનીરબન હા

અને ટાઈમ શું રહેશે ફીસ શું રહેશે અને ભણાવશે કોણ મને અચ્છા બીજું અચ્છા મેમ મારું જે એજ્યુ છે જી જી મારું જે એજ્યુકેશન છે એ એન્જીન્યરીંગનું છે બરાબર તો આઈ ટી લેવલે કંઈક હોય અને શીખવાડતા હોય નો ડાઉટ કે સાયન્સને લગતું છે પણ મારે આઈ ટી લેવલનું છે તો એ પ્રમાણે મને કોર્સ કરી શિખવાડવામાં આવશે કે પછી ખાલી સાયન્સ બાબતે અને બોડી પાર્ટ્સ બાબતે અથવા કંઈ શું કહેવાય કોઈ કોઈ અવકાશી યંત્ર બાબતે શીખવાડવામાં આવશે એવું ના નથી મેમ જોઈન્ટ બી થઈ જઉં છુ એનું ફીસ કેટલી રહેશે અને પ્લસ હું સપોસ કે ત્યાં મારી ટ્રેનીંગ પૂરી થઈ ગઈ કોઈ દિવસ અમુક સમય હોય બે મહિનાનો હોય કે એક મહિનાનો હોય કે વર્ષનો હોય બરાબર મેમ તો એના સંદર્ભમાં મને સર્ટિ મળશે અને આ સર્ટિનું હવે ઇન્ટર ઇન્ટરનેશનલ લેવલે ચાલશે કે ખાલી ઓન્લી ગુજરાત લેવલે એ તો મારે જોવાનું રહેશે એક્ચ્યુલી એવું છે ને મેમ કે મારે એવું મારો ગોલ એવો છે કે મારે વિદેશમાં જ ભણવું છે અને વિદેશમાં જ રહેવું છે તો હું ઇન્ટરનેશનલ માં હા પણ જોબ પણ પછી મારી હાઈ લેવલની રહેશે કે પછી અથવા ખાલી ઓફિસ વર્ક જ હાઈ લેવલની જ રહેશે અને સેલેરી એ થી બી સારું જ રહેશે ને ઓકે સારું અને બીજી શું સગવડ રહેશે ઓકે સારું મેમ ઓકે થેંક યુ